નમસ્તે ઉબર ઓટોમાંથી વાત કરી રહ્યા છો હું દેણપચાર રસ્તા પરથી વાત કરી રહી છું મારે કેબ નોંધાવવી છે થોડું જલદી છે અને મારે દેણપચાર રસ્તાથી કમાળાંચાર રસ્તા પર આવેલા દવાખાનામાં જવાનું છે તો તમે જલદીથી આવી શકશો કેટલા સમયમાં આવશો ત્રીસ મિનિટ એ તો બહુ લાંબું થઈ જશે થોડું જલદી નહીં આવી શકો પંદર મિનિટમાં આવી શકતા હોય તો આવી જાઓને મારે દવાખાનાનું કામ હોવાથી થોડું જલદી છે જો આનાથી પણ વધારે ઝડપથી આવી શકતા હોવ તો આવવાની કોશિશ કરજો સારું સારું આવી જાઓ ધન્યવાદ